પાંચ ડેટ મને યાદ છે જે મારા જીવનની ખૂબ અમૂલ્ય ડેટ છે જે ક્યારેય વિસરાય એવી નથી એમાં પ્રથમ ડેટ છે મારા પ્રથમ નાના ભાઈને મરણ તારીખ છે

એક્ત્રીસ ચાર બે હજાર અગિયાર છે જે દિવસે પ્રથમ મારા નાના ભાઈનો મરણ થયેલો હતો ત્યાર બાદ બીજી ડેટ છે દસ બે બે હજાર બાર જે મારા બીજા નાના ભાઈની મરણ તારીખ છે જે ક્યારેય ભૂલી શકાય એમ નથી ત્યાર બાદ ત્રીજી છે મારા પ્રથમ સનની જન્મ તારીખ જે એકત્રીસ સાત બે હજાર આઠ છે ત્યાર બાદ મારા બીજા સનના જન્મ તારીખ છે જે તારીખ છે એકત્રીસ સાત બે હજાર અગિયાર ત્યાર બાદ પાંચમી ડેટ છે જે મારા વાઈફનો બર્થ ડેટ છે એ પાંચ ચાર ઓગણીસ સો અને પંચ્યાશી છે આ પાંચ તારીખો એવી છે જે હું જિંદગીમાં ક્યારેય ભૂલી શકું તેમ નથી